મારે બનાવવાનું હોય એવા વસ્ત્રની ડિઝાઈન કે પેટર્ન પસંદ કરવા માટે હું ફેશન મેગેઝીન ઓનલાઈન ફેશન વેબસાઇટ્સ અને સોસિયલ મીડિયાનો ઉપયોગ કરું છું ક્યારેક તે નક્કી કરવા માટે હું મારી બેનપણીને પણ સલાહ લઉં છું હું મારી પસંદગીને ધ્યાનમાં લઉં છું જેમ કે મને ગમતું રંગ પેટન કાપડ અને ડિઝાઈન પણ પસંદ કરું છું મારુ ફેવરેટ બ્રાન્ડ ઝારા છે અને હું ઓનલાઈન સ્ત્રોત જેવા કે પીન્ટરેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફ્લિપકાર્ટ અને મીશોનો પણ ક્યારેક ઉપયોગ કરું છું